હા કુસુમ હોસ્પિટલમાંથી બોલે છે હા ડોક્ટર મયંક મળશે

ખુશની મમ્મી બોલું છું ખુશને ત્યાં તમાર ચેકઅપ માટે ત્યાં અમે ત્યાં આવીએ છીએ તો એને તાવ અત્યારે આવે છે તો તાવ માટે શું એને દવા મેડિસિન શું આપી શકાય કેટલા એમએલની આપવાની એની એજ અત્યારે હા ફોર મંથ થ્રી કમ્પ્લીટેડ થ્રી મંથ હા અને પેટમાં દુઃખ દુઃખતું હોય તો એના માટે એને હા ગ્રાઇપ વોટર પણ આપી શકાય ને બરાબર અને એને રસી મુકાવવાની છે તો એની રસીનો ચાર્જ શું હશે કમળાની અને પેલી કમળાની મૂકવાની હતી અને ટાઇફોડને કમળાની હા બરોબર ઓકે હા થેન્ક યુ